ખરીદી કરવી કોને નહીં ગમે અને એક સ્ત્રી થઈને ખરીદી કરવી એટલે ખૂબ જ ગર્વની વાત અને ખૂબ જ મજાની વાત અને ખાસ કરીને એમાં કપડાં આવે કોસ્મેટિક્સ હોય કપડામાં પણ સાડી હોય કુર્તી હોય લેગીન્સ હોય અને એમાં જે ડિસ્કાઉન્ટ મળતું હોય તો તો પછી વાત જ શું પૂછવાની હોય મજા જ આવી જાય અને ઓનલાઇન શોપિંગ ખૂબ જ સરસ અને સરળ થઈ ગયું છે આજકાલ કે તમે કપડાં ખરીદો એના પર તમને ખાસું એવું તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે અને ખૂબ જ સરળ રીતે તમને મળી પણ જાય છે ઘરે તો મારા માટે તો ઓનલાઇન શોપિંગ એટલે ખૂબ જ સરળ અને સસ્તી રીત છે કે હું ઘરે બેઠા બેઠા સારું એવું શોપિંગ ઓનલાઇનથી હું મંગાવી શકું છું અને તેમાં પણ તમને જો ડિસ્કાઉન્ટ મળે તો પછી પૂછવાનું શું અને જોવાનું જ શું એ તમને પચાસ ટકાથી બી ઉપર તમને ડિસ્કાઉન્ટ મળી રહે અને એ પણ સારી ક્વોલિટીમાં વ્યાજબી ભાવે અને એમાં પણ તમને રિટર્નનો ઓપ્શન એ લોકો આપે છે કે ભાઈ તમને નહીં ગમતું હોય તો તમે એને બદલાવી પણ શકો છો અને પાછું બીજું પીસ પણ તમને મોકલી આપે છે અને સારામાં સારી કસ્ટમરને એ લોકો સુવિધા પૂરી પાડે છે એટલે ઓનલાઇન શોપિંગ મારા મત પ્રમાણે તો ખૂબ જ સરળ અને સારી વસ્તુ છે અને એના માટે હું ફાય સ્ટારના રેટિંગ આપું છું કોઈપણ એમેઝોન છે મીંત્રા છે ફ્લિપકાર્ટ છે મિશો છે તમને એ ખૂબ જ સારા અને સસ્તા ભાવે તમને બધુ વસ્તુ મળી જાય છે અને ક્વોલિટીમાં તમારે થોડું બાંધછોડ કરવી પડે પણ એઝ અ તમને જેવું ઓનલાઇનમાં બતાવતા હોય એ જ પ્રમાણેનાં કપડાં પણ તમને મળી રહે એ જ ટાઇપનું મટિરિયલ જે લખ્યું હોય એ જ મટિરિયલમાં તમને મળી શકે એટલે આમ જોવા જઈએ તો ઓનલાઇન શોપિંગ ખૂબ જ ખૂબ જ સરળ સસ્તું અને વ્યાજબી છે અને થેન્કયૂ આવી એપ બનાવવા માટે કે તમને ઘરે બેઠાં બેઠાં તમે કપડાં પોતાનાં પરચેસ કરી શકો છો એટલે હું તો ફાઈ સ્ટાર બધી જ એપને હું રેટિંગ આપું છું